હાલો હા બોલો હલો અચ્છા હા હું અલંકાર અલંકાર અંલકાર ચેર્સમાથી જ વાત કરી રહ્યો છું બોલો બોલો કઈ કઈ પ્રકારની ખુરશી જોઈતી હતી તમારે જી જી જી જી જી બિલકુલ બિલકુલ બિલકુલ બિલકુલ બરાબર તો હવે ઓકે તો મારી પાસે એન્ટિક ચેર્સમાં બે પ્રકારની છે એક તો તમારી લાકડાની આવશે એન્ટિક ચેરમાં જે આપણો નોર્મલ સાગ વાસ એ બધા લાકડા એની આવે અને બીજી વાંસની જે ગરમ કરીને જે લાકડું આપણે વાળીને જે બનાવામાં ને એન્ટિક જૂની એ પ્રકારની છે મારી પાસે બે પ્રકારની એન્ટિક ચેર્સ છે બરાબર તો હવે તમને વાંસ જોઈએ છે કે પછી આ અલ પેલી અલગ લાકડાવાળી જોઈએ છે કયા પ્રકારની જોઈએ તમારે લાકડાવાળીને ઓકે હવે ઓરિજનલ સાગના લાકડાની જોઈએ કે પછી નોર્મલ આપણે ચીરને એ બધું લાકડું આવે એની જોઈએ છે એટલે અમે છેને એન્ટિક ચેર્સમાં એવું છે કે અમારી પાસે અમુક પડી પણ છે અને અમે ઓર્ડર પ્રમાણે અમારી પાસે બધાં ફોટા પડ્યા હોય એમાંથી અમે લોકો બનાવી પણ આપીએ છીએ બરાબર હવે તમારે બનાવડાવી છેકે પછી અમારા શો રૂમ પર જે છે એ જોવા આવવી છે શું કરવું છે હમ ઓકે પ્રાઇસ અમારી એમ તમે જોવો નોર્મલ પ્રાઈસની વાત કરે તો પાંચ સાત હજારથી ચાલુ થાય એકદમ બેઝિક ખુરશી કે જે એન્ટિક કહી શકાય પણ એમ નોર્મલ આપણે જે પેલા તરીકે કામ આવે એટલે પાંચ સાત હજારની એક પીસથી ચાલુ થઈ ને આપણી પાસે પચાસ હજાર રૂપિયા સાંઠ હજાર રૂપિયા ત્યાં સુધી આપણી પાસે છે ખુરશીઓ એનાથી મોંઘી પણ છે જો તમે બનાવડાવોને તો લાખ રૂપિયાની જોડી દોઢ લાખ રૂપિયાની જોડી એવી રીતે પણ હોય છે એટલે આપણી પાસે પાંચ સાત હજારથી લઈને પચાસ હજાર લાખ રૂપિયા સુધીની આપણી પાસે એ જોડીની ખુરશીઓ છે બરાબર હમ જે આપણી પાસે ઓરિજનલ જે જહાજમાં જે લાકડું યુસ થતું હતું એ લાકડાની એ લાકડાની ઉપર આપણું નામ જ અલંકાર છે અલંકાર જહાજના જે લાકડા એનું આપણું બહુ જૂનું લગભગ હુ તમને કહું તો એંસી નેવું વર્ષ થયાં એંસી વર્ષ એટલે હવે મારા દાદા પર દાદા ત્યાંથી બધું આ અમારી જે આ છે ડેનસો અમારો ચાલે છે બરાબર

જી જી જી જી લાઇફ એટલે જોવો એ હા એટલે એની હું વાત કરું તો સાગનું લાકડું હોયને આપણું તો તમારે ત્રીસ ચાલીસ પચાસ વર્ષ તમારે આખી જિંદગી વાપરો તમે તમે ઘસાઈ જશો પણ એ ખુરશી નહીં ઘસાય બરાબર સાગનું ઓરિજનલ લાકડું હોય તો અને બીજે બધું લાકડું છે એ અમુક લાકડું દસ વર્ષ વીસ વર્ષ ત્રીસ વર્ષ એટલે બેઝિકલી ખુરશીઓ એ લાંબી જ ચાલતી હોય છે એમાં એવું હોય છે કે ભાઈ આઠ દસ વર્ષ પંદર વરસ તો આરામથી ખુરશીઓ ચાલી જ જતી હોય બરાબરને પહેલાં જે રોયલ ચેર કરીને આપણે આવતી રોયલ ચેર જે અમારે ત્યાં ઓરિજનલ બનતી રોયલ ચેર જે આપણી વાંસના લાકડાની ડાંડી પીળી કલરની આવતીને એ અમારે હજી મતલબ પંદર વીસ વરસ સુધી તમારે વાંધો નહીં આવે એવી ખુરશીઓ અમારે એન્ટિક બિલકુલ હા હા હા હા સોરી સોરી વી આર એક મિનિટ સોરી સોરી અમે છેને સાહેબ એવી રીતે વોટ્સઅપ પર કે એવી ખુરશીઓ અમે એ શેર નથી કરતાં એના માટે માફ કરજો તમારે અહીં આવીને જ જોવું પડશે આઇ એમ રિયલી સોરી ફોર ધેટ હા હા ચાલુ ચાલુ અમારું ચોવીસ એટલે અમારે સવારે દસ અગિયાર વાગ્યે ચાલુ હોય તે રાત્રે નવ દસ વાગ્યા સુધી હોય બરાબર ને હા તો તમે ગમે ત્યારે આવો ત્યાં આવીને વાત કરજો બિલકુલ બિલકુલ આવો આવો હું અહીં જ છું ઓફિસમાં કહેજો મનહરભાઈને મળો એટલે ત્યાં મારો અસિસ્ટન્સ છે એ તમને મારી પાસે લઈ આવશે બરાબર હા હા હા હુ માલિક છું માલિક છું હા જી જી જી ઓકે ઓકે આવો આવો આવો ઓકે ઓકે